આધુનિક સમયમાં નવજાત શિશુના પ્રથમ વર્ષ દરમિયાન વિવિધ પ્રથાઓ કરવામાં આવે છે નવજાત શિશુના પ્રથમ વર્ષમાં વિવિધ પ્રથાઓ કરવામાં આવતી હોય છે બાળક જન્મે ત્યારે સૌ પ્રથમ તો છોકરી હોય તો જલેબી અને છોકરો હોય તો પેંડા વેચવામાં આવે છે મીઠાઈ વેચી સબંધીઓનું મોં મીઠું કરાવે છે બાળકને જ્યારે દવાખાનેથી ઘરે લાવે ત્યારે ઘરને શણગારવામાં આવે છે બાળકની અને માતાની આરતી કરવામાં આવે છે પછી બાળક બાળકનાં કંકુ દ્વારા પગલાં પાડવામાં આવે છે ત્યારબાદ બાળક છ દિવસનું થાય ત્યારે છઠ્ઠી પૂજન કરવામાં આવે છે બાળક જ્યારે દોઢ મહિનાનું થાય ત્યારે પારણું બાંધવામાં આવે છે અને સંબંધીઓને ગોળ વેચવામાં આવે છે ત્યારપછી બાળકનું નામકરણ કરવામાં આવે છે